ઘર બનાવતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો દાખલા તરીકે પૂજા રૂમ હોવો જોઈએ મુખ્ય રૂમ અને ત્રણ શયન કક્ષ પણ હોવાં જોઈએ સાથે સંડાસ સ્ટેન્ડિંગ હોવું જોઈએ રસોડું પણ સ્ટેન્ડિંગ હોવું જોઈએ અને મોટું હોવું જોઈએ અને ઘરમાં ખૂબ હવા ઉજાસ આવે એવી વ્યવસ્થા હોવી જોઈએ ઘરકુલ યોજનાથી હું વાકેફ નથી